ભારત આજે પર્યાવરણને લગતા કેટલાક મોટા પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે એક વાયુ પ્રદૂષણ ઘણાં શહેરોમાં ખાસ કરીને નવી દિલ્હી મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં વાયુ પ્રદૂષણ વધ્યું છે એ ખાલી કારના ધૂમાડા ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ અને બર્નિંગ ઓફ સ્ટબલને કારણે છે બે જળ વિપ્રાપ્તિ ઘણી નદીઓ અને તળાવોને સ્તર ઓછું થતું જાય છે જેમાં શ્રેષ્ઠ પ્રકારનાં જળ સંચાલન અભાવ અને વધતી વસાહતને કારણે થાય છે ત્રણ જંગલના ખોટા વન વિસ્તારમાં ઘટાડો થયો છે જે ખાડા બિલ્ડિંગ અને કૃષિ માટે જંગલની વન વિસ્તારનું પ્રદર્શન છે ચાર મોર્ફોલોજિકલ બદલાવ પાણીનાં સ્તર મોસમની મોસમી ફેરફાર અને ભૂગર્ભીય અસરોનાં કારણે ભૂમિની મોર્ફોલોજીકલ સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો છે પાંચ આબોહવા પરિવર્તન ઋતુઓમાં અનિયમિતતા અને ઊંચા તાપમાન જેવા આબોહવા ફેરફાર ભારતમાં જોઈ શકાય છે ઉનાળો વધુ ગરમ અને લંબાય છે જ્યારે મોસમી વરસાદ અનિયમિત અને ક્યારેક વધારે અથવા ઓછો થાય છે તમારા આસપાસના વિસ્તારને આધારે ક્યારેક તમારા વિસ્તારોમાં આ ફેરફારો ધ્યાનમાં લઈ શકાય છે જેમ કે પર્વતોમાં વધુ મેલ્ટિંગ નદીઓમાં જળની કમી અથવા ખેતી માટેની પરિસ્થિતિઓમાં ફેરફાર